ભારતમાં ઘણા બધા સ્થળ છે જે પ્રવાસ કરવાને લાયક છે લાઇક કાશ્મીર છે કેરેલા છે કચ્છ છે ઘણાબધા છે કેટલા નામ બોલી શકાય એવું નથી કારણ કે કાશ્મીર તમે જાઓ તો કશ્મીરમાં તમે કે કે નેચર્સની બ્યુટી હોય છે એ જે તમે એટલું બધું આકર્ષણ હોય છે ત્યાં કે તમે ત્યાં જઈને તમને પાછા પોતાના ઘરે આવાનું પણ મન નહીં થશે એટલું બધું ત્યાંનું આકર્ષણ છે કેરેલામાં પણ કેટલી બધી બેકવોટર્સની નદીઓ છે જેમાં બેકવોટર્સ એમાં તમે નદીઓ એ બેકવોટર્સમાં તમે બોટિંગ કરો અને કાશ્મીરમાં તમે બોટિંગ કરો એ બંને વસ્તુમાં ઘણો બધો ડિફરન્ટ છે પણ એ દરેકની બ્યુટી અલગ અલગ છે કચ્છમાં જાઓ તો તા રણપ્રદેશ આવ્યું છે ત્યાં જઈને તમે સફેદ મીઠું સફેદ મીઠાનું આખું રણ છે તમને દૂરથી જોવો તો એવું જ લાગે કે જાણે આખા જમીન ઉપર સફેદ બરફ પથરાએલો છે પણ ખરેખર એ બરફ નથી હોતો પણ એ સફેદ મીઠું હોય છે એનું પણ એક આકર્ષણ કંઈક અલગ જ છે કશ્મીરની બ્યુટીને તો વખાણવાલાયક છે છે અને છે જ અને એના માટે તો શું કહેવું કંઈ પણ કહેવું એટલું બધું ઓછું છે કે નહીં પૂછવાની વાત કશ્મીરમાં દાલ લેક છે ગુલમર્ગ છે ગુલમર્ગ તો એક એટલી બધી એવી જગ્યા છે જ્યાં તમને જઈને એમ લાગે કે તમે સ્વર્ગમાં આવી ગયા છો એમ અને દરેકનો અનુભવ અલગ અલગ હોય છે એવું નથી કે મને પર્ટીક્યુલરલી કાશ્મીરમાં ગુલમર્ગ વધારે ગમે છે એનો મતલબ એવો નથી કે તમને પણ એ જ ગમશે પણ કશ્મીર તો ખરેખર જોવાલાયક છે તમારા જીવનમાં એક વાર તો તમારે કશ્મીર વિઝિટ કરવું જ જોઈએ કેરલા છે તો કેરલામાં પણ બેકવોટર્સ કોકોનટ ટ્રી ત્યાં તો એક હોટેલ તો એવી બનાવી છે જ્યાં કોકોનટ ટ્રીથી જ બધું હોય ત્યાં ટ્રીની ઉપર હાઉસ ટ્રી બનાવ્યા છે એમાં તો રહેવાની કંઈક અલગ જ મજા છે જેમકે કાશ્મીરમાં તમે બોટમાં રહેવાની અલગ મજા છે તેવી રીતે કેરલામાં હાઉસ ટ્રીમાં રહેવાની એક અલગ મજા છે અને કચ્છના રણમાં ટેન્ટમાં રહેવાની એક અલગ મજા છે ટેન્ટમાં પણ એ લોકો એટલી બધી સુવિધાઓ આપી છે કે જેનું કોઈ આકર્ષણ ઘટે એવું જ નથી એવું લાગે જ નહીં કે તમે કોઈ ટેન્ટમાં રહ્યા છો તમે કોઈક મોટી ફાઇવ સ્ટાર હોટલમાં રહ્યા હોય એવું જ તમને ફિલિંગ આવે એટલે ગુજરાતમાં તો ઘણા બધા સ્થળ છે ભારતમાં પણ ઘણા બધા સ્થળ છે પણ મેન એટ્રેક્શન મને જે લાગે છે તે કાશ્મીર કેરેલા અને કચ્છ છે